ઇવેન્ટ માટે એક ડ્રેસ આપ્યો હતો તો એની ખાતરી નથી કે ડિલિવરી નીકળી ગઈ છે કે નહિ તો કૃપા કરીને મારી ડિલિવરી કેટલા સમયની અંદર પહોંચશે અને કેટલો સમય લાગશે તે જણાવવા માટે હું પ્રશ્ન પૂછીશ અને એમ કહીશ કે મારો એડ્રેસની અંદર કોઈ પણ પ્રકારની ખામી તો નથી કે જેના કારણે મારો જે ડ્રેસ છે જે ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ સમય સમાપ્તિ થયા છતાં પણ હજુ સુધી મારી સુધી પહોંચી શક્યો નથી તો એનું યોગ્ય કારણ જણાવશો કે જેથી કરીને મને મારા ઓર્ડરની ખબર પડે કે મારો ઓર્ડર કેટલે સુધી પહોંચ્યો છે અને જો કોઈ એડ્રેસની અંદર કરેક્શન હોય તો હું તમને જણાવું કે મારું એડ્રેસ આ મુજબનું છે અને મારા સમયની અંદર મને મળી જાય તો મારે યોગ્ય કાર્ય પૂર્ણ થાય માટે નહીં તો એ ઓર્ડર મારે કંઈ પણ કામનો રહેશે નહીં માટે ખાતરી કરીને તમે જણાવો કે મારી ડિલિવરી કેટલા સમયની અંદર પહોંચશે અને ક્યારે નીકળી હતી તે મને જનાવશો જેથી કરીને મને યોગ્ય ખબર પડે કે ઓર્ડરની સ્થિતિ શું છે માટે મારે નહિ તો બીજી જગ્યાએથી મારા ઓર્ડરની પૂર્તિ કરી શકું તેથી કરીને તમે મને યોગ્ય રીતે જણાવશો કે મારો ઓર્ડર કેટલા સમયની અંદર મારા સુધી પહોંચશે અને જો ન પહોંચી શકે તેમ હોય તો પણ તમે જણાવી શકો છો જેથી કરીને મને તેનું યોગ્ય બીજી જગ્યાએ સેટિંગ કરતાં ખબર પડે માટે તમે મને તેની યોગ્ય રીતે તેની જાણકારી આપશો જેથી કરીને મારો ઓર્ડરની યોગ્ય ખબર પડે કે ક્યારે કેટલા સમય સુધીમાં મારી સુધી પહોંચી જશે માટે તમે મને યોગ્ય રીતે એ ડ્રેસનો ઓનલાઇન ઓર્ડર આપ્યો છે તેની ખાતરી કરી આપો જેથી મારી ડિલિવરી મળી મળી જાય જેથી કરીને મારું યોગ્ય રીતે કામ થઈ જાય માટે જણાવવા વિનંતી